હું મારા બાળકને પ્રાઇવેટ સ્કૂલમાં નહીં પણ સરકારી સ્કૂલમાં મૂક્યો છે તો એની ફી જોતા તો ખાલી પ્રવેશ ફી હોય છે અને બાકી તો બધી ફ્રી સુવિધા મળે છે એટલા માટે વિધાર્થીની ફી ફક્ત સો રૂપિયા હોય છે અને બાકી બધી ફ્રી સુવિધા મળે છે ગવરમેન્ટ સ્કૂલ એટલા માટે સારી કે ત્યાં બાળકનો સર્વાંગી વિકાસ અને બીજું કે ગવરમેન્ટ ટીચર્સ જે હોય છે એ અનુભવી હોય છે અને ઘણાં વર્ષોનો અનુભવ હોવાથી એ બાળકોમાં સારા એવા સંસ્કારનું સિંચન કરી શકે છે એટલા માટે જ બાળકોને સરકારી શાળામાં મીકવામાં આવે છે ને એટલા માટે મેં મારા બાળકને સરકારી શાળામાં મૂક્યો છે